અત્યારના તબક્કે જો જોઈએ તો મારી ઉમરમાં જે અમે રમતો રમતા હતા તે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ છોકરો રમતો નથી કારણકે એને ઉપર ફેમિલીનું એટલું બધું ભારણ હોય છે ભણવા માટેનું કે જૂની રમતો જે જેમકે કબડ્ડી સાતોલિયું આઇસપાઇસ લખોટીઓ રમવી છ ખોખાની છાપો રમવી ભમરડા રમવા કોચનપાક રમવા ચોમાસામાં કોચનપાક રમત આવતા હોય છે જે અત્યારે કે ક્રિકેટ કે ગિલ્લી દંડા એ બધા કોઈ રમવા રાજી નથી અત્યારના તબક્કે બાળકના એની પર એટલું બધુ ભણતરનું ભારણ છે કે એ બાળકની પીઠ સાવ બેન્ડ વળી જાય એટલા મોટા દફ્તરો હોય છે જયારે અમારા સમયમાં અમે પોતે બે બુક લઈને જઈએ અને સાંજે આવીને નાખી દઈએ ઘરમાં અને તરત રમવા નીકળી જતા હતા ધૂળવાળા થઈને આવીએ તો મમ્મી લડે પણ ખરી અને બ નવડાવે પણ ખરી પરંતુ અત્યારે બાળકને સહેજ જો ઘૂંટણ બગડેલો હોય તે એ બગડેલો ઘૂંટણ ધોવા માટે તો છોકરાને ઉપરથી મારે છે આ વસ્તુ બહુ ખોટી છે અત્યારના તબ્બકામાં પરંપરાગત રમતોની અંદર અમારા વિસ્તારની રમતોમાં અમે જે રમતા હતા એ અત્યારે રમાતું નથી અને અત્યારે મોટાભાગે લોકો ક્રિકેટ સિવાય કોઈ જ જોતું નથી અમારા સિનિયર સીટીઝનોની અંદર એક ગ્રૂપ ચાલતું હતું જે રોજ સવારના પહોરની અંદર સવારે સાત સાત છ સાત વાગે ટેનિસ રમવા જાય અને એ ટેનિસ રમીને આઠ નવ વાગે ઘરે આવે ફ્રેશ થઈ જાય અત્યારે એ કોઈ દેખાતું નથી અત્યારે ટેનિસ કોર્ટની અંદર ગણ્યાગાંઠ્યા લોકો જાય છે દાક અમારા ગ્રૂપના જો જોઈએ ટેનિસની અંદર નિખિલ મહેતા ડોક્ટર હતા જે પોતે ડોક્ટર હતા છતાં રોજ સવારે ટેનિસ રમે ઇન્દુભાઈ અમારા હતા મિત્ર એ પણ સવારે ટેનિસ રમવા જાય ત્યારપછી શર્મા સાહેબ હતા એ ટેનિસ રમતા હતા એવા ઘણા વ્યક્તિઓ હતા કે જે ટેનિસ રમીને એમનું સમય પસાર કરતા તા અને એમની હેલ્થ માટે કોન્શિયસ રહેતા તા અત્યાર અત્યારે બાળકને ખાવા ખ પીઝા ને આ બધું ખવડાવીને મા બાપો અને મોબાઇલની અંદર આખો દિવસ રમત આપી રમત રમીને એમનું મગજ બગાડે છે અને આ હાથ આખો હાથના અંગળા આંગળા પણ લાંબાગાળે બેન્ડ વળી જાય છે જે ઘણું ખરાબ છે અને જે પહેલાંની જે રમતો હતી એ રમતોમાં આનંદ મલતો તો હેલ્થ સુધર સુધરતી હતી અને એ એમાં બાળકને અમે લોકો નાના હતાને રમતા હતા તે તબક્કે અમારું શરીર થાકતું હતું ખરું ઊંઘ પણ સારી આવતી હતી અત્યારે તો બાળક બાર વાઇગા સુધી મોબાઇલને લઈને બેસી રહે અને મોબાઇલની અંદર જ માથું માર નાખીને તૈયાર કરે જેથી એમની આંખોની અંદર હવ બહુ મોટો એ ફેર પડી ગયો છે અત્યારે તબક્કે રમતોની પરંપરાગત જે રમતો હતી જે રમતો ભૂલ ટોટલી ભુલાઈ ગઈ છે